અમે અમારા ખેતરમાં ખેતરના પાકને અસર કરતા બદલાતા આજના જમાના હવ જમાનામાં હવામાં હવામાં પ્રદૂષણ પાણીમાં પ્રદૂષણ વગેરે અલગ અલગ પ્રદૂષણ આવવાથી પાકમાં નુકસાન ઘણું થાય છે એના કારણે અમે જંતુ પાકમાં નુકસાન થાય ન થાય તેના માટે જંતુનાશક દવાનો છંટકાવ કરીએ છી તેના કારણે જંતુઓ પાકમાં પડતા નથી અને અમે એવા અલગ અલગ જેવા કે દવા હવા પાણી એવા શુદ્ધ શુદ્ધ વાતાવરણ કરીને પાક લઈએ છી તેથી અનુકૂળતા સારી રહે છે વગેરે વગેરે